રાજ્યમાં પરિવહનની ગુણવત્તા બહુ સારી છે અહીંયા એક સ્થળેથી બીજાં સ્થળે જવા માટે તમને ત્રીસ મિનીટનો સમય લાગે છે અને તેમ પણ અહીંયા જે બીઆરટીએસની સર્વિસ જે પ્રોવાઈ આપી છે તે પણ બહુ સરસ છે અને એ અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનનની પણ જે બસ સેવા છે એ પણ બહુ સારી છે અને અને ગયા વર્ષે જે મેટ્રો સર્વિસ જે ચાલું કરી છે એમાં તમને અમદાવાદથી ગાંધીનગર સુધી તમને પહોંચાડી શકે છે અને તેમની સર્વિસ પણ બહુ સારી છે અને તમને અલગ અલગ જગ્યાએ પણ અલગ અલગ સ્થળે તમને પહોંચાડી શકે છે અને આ બહુ સારી મેટ્રો સેવા છે બીઆરટીએસ પણ સારી છે એમટીએસ પણ સારી છે આ સેવાનો આમને આપને ગુજરાતમાં અને અમદાવાદમાં કોઈપણ સ્થળે જવું હોય તો તમને કોઈ મુશ્કેલી ના નડે તમે સરળ રીતે અને તમે તમારા જે સ્થળે જવું હોય ત્યાં તમે જઈ શકો છો